મારા જીલ્લામાં કોઈ ફોટોગ્રાફીની સ્પર્ધા આયોજિત થવાની હોય તો એના અગાઉથી અમારા જીલ્લાનું જે કંઈ ન્યૂઝ પેપરો હોય જે અમારે બધાના ઘરે આવતું હોય તો એમાં એ લોકો એડવર્ટાઈઝ આપે છે અને અમારા જીલ્લામાં પેજર નામનું એક આવે છે ન્યૂઝનું જેમાં અમારા જીલ્લાની બધી ન્યૂઝ હોય છે બધી એડવર્ટાઈઝને બધું હોય છે કોઈ સ્પર્ધાઓ કરતું હોય તો એની બધી એડવર્ટાઈઝ એમાં આપે તો એનાથી અમને ઘર ઘર સુધી ખબર પડે કે આ સ્પર્ધા થવાની છે અન નીચે એમાં કોન્ટેક નંબર આપેલો હોય તો એમાં અમે કોન્ટેક કરીને ભાગ લેવા માટે અમે કોલ કરીએ અને અમારા જીલ્લામાં એવી ઘણી થયેલી છે ફોટોગ્રાફીની સ્પર્ધાને એવું તો એમાં અમે ભાગ લઈએ તો એમાં આપાને બીજા પાસેથી કોમ્પિટીટર જે આપણી સાથે હોય એને ફોટો કઈ રીતે પાડે છે કંઈ એમાં નવું કંઈ શીખવા જેવું હોય તો એ આપને શીખવા મળે છે અને આપણામાં એવું કંઈ નવું હોય તો એ લોકો પણ શીખે બીજા આપણી જોડે હોય એ તો એવી રીતે હોય પછી અમારી સ્કૂલ કે કોલેજમાં અમને બાર પિકનિકમાં કે એમ લઈ જાય તો ત્યાં હું ફોટોગ્રાફી કરું છું પછી અમારે અમારા અમરેલી જીલ્લામાં આજુ બાજુમાં ઘણા અભ્યારણ્યો આવેલા છે તો ત્યાં અમને ધારી આંબરડી ફોરેસ્ટનું છે આંબરડી પાર્ક ત્યાં લઈ જાય ગીરમાં લઈ જાય તો ત્યાં અમે ત્યાં જઈને ફોટોગ્રાફી કરીએ ટુર કે પિકનિકમાં લઈ જાય ત્યારે તો ત્યાં ગીરમાં અમે અમુક પક્ષી જોયા ન હોય એવા પણ એના પણ અમે ફોટો કલિક કરેલા છે જે અમે એકેય વાર જોયા ન હોય પછી ઘુવડો છે બાજ છે તો એ આપનને દેખાવું કે મળવું મુશ્કેલ છે દુર્લભ છે તો આમાં એ પણ અમને જોવા મળ્યું તો એના ફોટા અમે ક્લિક કર્યા પછી અમારા જીલ્લામાં બૈનામ પંછી સ્પર્ધક યોજાઈ તો એમાં મેં મારા એ ફોટોઝ મેં આપ્યા અને એમાં મારો ત્રીજો નંબર આવ્યો હતો ત્યાં સુધી મારા ઘર વાળા બધા તો આ મારા ફોટોગ્રાફીથી વિરુદ્ધ હતા કેમકે અમારે આ આને એટલું મહત્વ આપવામાં નથી આવતું પણ પછી બધાને ખબર પડી કે આ આમાં એક ફ્યુચર છે બિઝનસ કરતાં પણ આમાં સારું ફ્યુચર થઈ શકે જો આમાં બહુ આગળ વધીએ તો તો એનાથી અમને મારા ઘરવાળા મને ફોટોગ્રાફીની ના પાડતા પ્રોત્સાહિત ના કરતાં તો એમાં અમને પ્રોત્સાહિત મને પ્રોત્સાહન મળ્યું અને આગળ જાવામાં મને ફેમેલી સપોર્ટ મળ્યો તો હવે હું મારી રીતે ગમે તે ફોટોગ્રાફી કરવી હોય તો તે કરી શકું છું અને આ ઈવેન્ટમાંને એમાં ભાગ લેવામાં ખૂબ મજા આવે છે આનંદ થાય છે નવું નવું જાણવા મળે અને આમાં હવે મારા નંબર આવે છે જીલ્લા લેવલમાંને એમાં તો પછી એનાથી હું પ્રોત્સાહિત થઈને હું નેશનલ લેવલ સુધી હું જવાની પ્રેક્ટિસ કરું છું અને હું અંદરથીન જ ઈચ્છા થાય છે મારી કે હું નેશનલ લેવલ સુધી જાઉં અને એમાં મને આગળ જવામાં આગળ પણ મારો સારો નંબરને એવી રીતના આવે મુંબઈમાં મારે મુંબઈમાં મુંબઈ દિલ્લી બેંગલોર હૈદ્રાબાદ બધી જગ્યાએ મદ્રાસ બધી જગ્યાએ આવી ઇવેંટો યોજાતી હોય છે નેશનલ લેવલની ને એવી રીતે તો ત્યાં અમારા ગુજરાતી મુંબઈ અને દિલ્લી બંને નજીક થાય તો અમે ત્યાં પાર્ટિસિપેટ કરી શકીએ તો ફ્યુચરમાં પણ ગમે ત્યારે ત્યાં આવી રીતે યોજાય તો ત્યાં હું જઈશ પાર્ટીસીપેટ કરીશ અને એમાં નંબર આવે તો પછી આગળ હું ઈન્ટરનેશનલ લેવલની ફોટોગ્રાફી ઈન્ટરનેશનલ લેવની ઈવેંટ કે સ્પર્ધા કંઈ હોય તો તેમાં પણ હું પાર્ટીસપેટ કરીશ તેનાથી મને ઘણું નવું જાણવા મળશે અને આગળ ફ્યુચરમાં મારો સ્કોપ સારો થાય એ રીતે પણ થઈ શકે તો મુંબઈમાંને એમાં યોજાય તો પછી એમાં ઈવેંટમાં એ રીતે હોય કે એમાં એકથી ત્રણ નંબર આપવામાં અવાય પછી જે પ્રમાણેના સ્પોન્સર્સને એવું બધું હોય તો એ પ્રમાણે એમાં ઈનામો આપવામાં આવે છે રોકડ ઈનામ આપવામાં આવે છે પૈસા આપવામાં આવે કોઈ પછી ફોટોગ્રાફીનું છે તો કેમેરાથી રિલેટેડ કોઈપણ એને પાર્ટ્સ કે એવું હોય કેમેરા આપવામાં આવે એવું બધું અલગ અલગ આપવામાં આવે છે એતો પછી જેવી ઇવેંટ જેવા સ્પોન્સર એના પર આધારિત હોય છે ગિફ્ટને એવું પણ આમાં આપણી સ્કિલ ડેવલપ થાય તો એનાથી આપણને ઘણું જાણવા મળે તો આપણે ઈવેંટમાં ભાગ લેવો જોઈએ જેનાથી આપણને નવું નવું જાણવા મળે કે કેવી ફોટોગ્રાફી થાય છે કેવું કેવું થાય છે અને આવી રીતે મારો નંબર આવવાથી ઘણા અમારા ફેમેલી મેમ્બરમાંને એમાં ખબર પડી કે આનો નંબર આવ્યો ઇવેંટમાંને એમાં તો આની ફોટોગ્રાફી સારી થાય છે તો આગળ કોઈપણ ફંક્શન હોય ઈવેંટ હોય તો એમાં ફોટોગ્રાફી કરવા માટે મને બોલાવે કે ફોટોગ્રાફી કરવાની છે તો હું જઉ છું અને મને અંદરથીન જ ઉત્સાહ થાય છે કે મારા ફેમેલીવાળા જ અને મારા રિલેટિવ્સ મને સપોર્ટ કરે છે અને સામેથી બોલાવે છે કે ફોટોગ્રાફી કરવાની છે અને એ લોકો પણ મારી ફોટોગ્રાફીથી ખૂબ ખુશ છે મારા ફોટોગ્રાફથી ખુશ છે તો આવી રીતે ઈ ફેમેલી વ્હાલા બધા બોલાવે તો એ પણ ઓબવીયસલી બીજાને વાત કરવાના જ છે કે અમારા રિલેટિવ્સનો છોકરો છે આ તો એ ખૂબ સારી ફોટોગ્રાફી કરે છે તો તમારે પણ કંઈ એવું હોય ઈવેંટ ફેમેલી ફંગસન તો એમાં એને બોલાવજો તો આવી રીતે આપણને ખૂબ સારો સ્કોપ મળી શકે અને એમાંય કોઈ ઊંચા વ્યક્તિ હોય આગળ પડતા વધારે તો એમાં મોટી મોટી ઈવેંટ થાતી હોય મોટા મોટા ફંગ્સન થતા હોય સેલિબ્રિટિસનાને એના તો હવે તો આપણે તો એમાં ઈવેંટમાંને એમાં તો એમાં આપણને ઘણું સારો સપોર્ટ થઈ શકે છે એમાં પણ જઈ શકીએ કોઈ એવું સારું વ્યક્તિ હોય મોટું તો અને હવે તો આપણે ઇન્ડીયામાંને એમાં કોન્સર્ટ થાય છે સિંગરોનાને એના રાત્રેને એવી રીતે મોટા ગ્રાઉન્ડમાં તો એમાં પણ કોઈનો સારો કોન્ટેક થઈ જાય ફોટોગ્રાફી માટેને ઈવેંટ મેનેજર કે કોઈપણ હોય જે ઓર્ગેનાઇઝ કરતું હોય એની સાથે કોન્ટેક હોય તો એ જ્યાં જ્યાં ઇવેંટ સ્પોન્સર કરતાં હોય કે મેનેજ કરતાં હોય કે ઓર્ગેનાઇઝ કરતાં હોય તો એ દર વખતે આપને ઓડર આપી શકે કે તમારે આ ઇવેંટની ફોટોગ્રાફી કરવાની છે તો એમાં આપણું ખૂબ સારું નામ થઈ શકે ઈન્ડિયા લેવલમાં સારું નામ થઈ શકે તો એ રીતે આપણે આગળ વધવું જોઈએ અને ફેમેલી સપોર્ટ ન હોય તો આપણે આવી રીતે બતાવવું જોઈએ કે નહીં આમાં ફ્યુચર છે બીજા બધાય કરતાં સારું છે જો આપણને આવડે આમ આવડતું હોય સ્કિલ સારી હોય તો અને મને ખૂબ અંદરથી થાય કે આવી બધી ઇવેન્ટ્સમાં ભાગ લઉં અને બીજાને લેવા બીજાને ફોટોગ્રાફી આવડતી હોય તો એને પ્રેરિત કરું કે આમાં ભાગ લો